ગુજરાતી ભાષાના ઉપયોગમાં સમય સાથે ઘણાં બદલાવ આવ્યાં છે ખાસ કરીને અન્ય ભાષાઓ અને સંસ્કૃતિઓના પ્રભાવથી આજે લોકો અંગ્રેજી હિન્દી અને અન્ય ભાષાઓનો ઉપયોગ વધારે કરે છે જે ગુજરાતી ભાષામાં નવા શબ્દો અને વાક્ય રચનાઓ લાવી રહ્યાં છે આ રીતે ગુજરાતી વધુ સમૃદ્ધ બની રહી છે પરંતુ કેટલીકવાર આ બદલાવથી તેની પરંપરાગત ઓળખ પર અસર પણ થઈ રહી છે વિશ્વભરમાં થઈ રહેલા આધુનિક ટેકનોલોજી જેવી કે સોસિયલ મીડિયા ટેક્સચિંગ અને ઈન્ટરનેટ લોકોના ભાષા ઉપયોગના ધોરણને બદલી રહ્યા છે યુવાનો વિશેષ રૂપે ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર વધુ અનૌપચારીક ભાષા વાપરી રહ્યાં છે જે ઘરમાં બોલાતી ગુજરાતી ભાષા સાથે અસંગત થઈ શકે છે આ બદલાવને લીધે ગુજરાતી ભાષાનું પરંપરાગત અને સાંસ્કૃતિક મહત્વ ક્યારેક મર્યાદિત થાય છે પરંતુ તે નવા વિચાર અને શ્રેણીઓનો સામનો પણ કરી રહી છે